દેશમાં મળતી હોસ્પીટાલિટીમાં પહેલાં કરતાં ઘણો સુધારો જોવા મળ્યો છે પણ હજુ પણ એમાં ઘણાં ફેરફાર અથવા તો એને સુધારવાની આવશ્યકતા છે જો કે ઘણા એવા વસ્તી ધરાવતા ગામડાંઓમાં પીએસસી સેન્ટર સીએસસી સેન્ટર એવા જે સેન્ટરો છે ચલાવવામાં આવે છે અને ત્યાં પણ એમબીબીએસ થયેલાં ડૉકટરો ની સેવાઓ મળી રહે છે પણ જ્યારે કોઈ વિશેષ પ્રકારની સર્જરી અથવા તો વિશેષ પ્રકારના ઓપરેશન કરવામાં આવે છે ત્યારે ત્યાં એ સુવિધાઓ ઉપલબ્ધ હોતી નથી અને એમને ખાનગી હોસ્પિટલના સહારે રહેવું પડે છે અને મેડિકલ એક એવી વસ્તુ છે કે જેમાં અથવા તો મેડિકલ એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર ડૉક્ટર ભગવાન સર્વોપરી હોય છે અને હવે જે એજ્યુકેશન છે એ એજ્યુકેશન એમને એમબીબીએસ અથવા તો જે એમડી ઉપાધિ ધરાવતા ડૉકટરોની ફીસ જ પાંચ લાખ દસ લાખ યરલી ડોનેશન પેમેન્ટ શીટની ઉપર બે કરોડ ત્રણ કરોડ એટલે જ્યારે એ ડૉક્ટર થઈને બહાર નીકળે છે ત્યારે એ ફક્તને ફક્ત એ પૈસા કવર કરવા અથવા તો એ પૈસાને પાછા પ્રાપ્ત કરવા માટેની દોડમાં લાગી જતો હોય છે હોસ્પિટલ ઊભું કરવામાં પાંચ કરોડો રૂપિયા થતાં હોય છે જો એ કરોડો રૂપિયા એ હોસ્પિટલ ઊભું કરવામાં અને કરોડો રૂપિયા હોય ડૉક્ટર બનવામાં ખર્ચતા હોય તો એ પ્રાધાન્ય પણ પૈસાને જ આપશે અને એ મરીઝ જે દર્દી છે એને એક ઈનકમના સ્ત્રોત તરીકે જુએ છે અને એટલે જ સામાન્ય માણસ કદાચ આજે પ્રાઈવેટ હોસ્પિટલોમાં જતાં પહેલાં અથવા તો એડમિટ થતાં પહેલાં દસ વાર અથવા તો વિચારે છે અથવા તો જઈ શકતો નથી એટલે શિક્ષણ એ ભાર વિનાનું હોવું જોઈએ અને લાયક લોકો આજે તો પિસ્તાલિસ ટકા સાઈઠ ટકા આવેલા લોકો ડૉક્ટર બની જતાં હોય છે પણ લિમિટેડ જુએ તો ઓછી સીટ હોય પણ ક્વોલીટી ડૉક્ટર્સ અને જે લાયકાત ધરાવે છે એવા જો ડૉક્ટર હશે તો કદાચ એ ડૉક્ટરને પોતાનો કર્તવ્ય એને ધર્મ સમજસે અને એ કર્તવ્ય સમજીને કામ કરશે